હલો હા હા બોલો બોલો બસ બસ જો મજામાં આજે અહીંયા ફરવા આવ્યા હતા માલદિવ્સ બાજુ હા હા ઓહ હા હા હા

અરેરે એવું કર્યું છે

ઓકે

ઓકે બરાબર છે કંઈ વાંધો નહીં હું પેલા કોન્ટ્રાક્ટરને બી ફોન કરું છું કે એ જોઈ લે અને બીજું એક એ કે પંખાનું તમે જે કીધું હતું તો પંખાનું હું પેલા ઇલેક્ટ્રિશિયનનને પણ વાત કરી લઉં છું આ બાજુ નેટવર્ક ઓછું છે જોઈ લઉં છું એમને કોલ લાગી જાય તો વાત કર લઉં છું તો કેવું કે તમારે પંખાનું સોલ્યુસન બીજું કંઈ હોય તો તમે જણાવો તો ભેગા ભેગું પતી જાય હા હા

ઓકે ઓકે ઓકે હં હં હં રાઈટ રાઈટ રાઈટ ઓકે કોઈ વાંધો નહીં તો હા હા હા કંઈ વાંધો નહીં તમારે કંઈ બી જરૂરિયાત હોય તો એની ટાઈમ કોલ મી ઓકે હા અને કંઈ બી એવું લાગે તો કોલ કરજો મને કે ભાઈ આ ખૂટે છે આ જોઈએ છે એમ બરાબર છે બરાબર હા અને બસ બીજું કાંઈ જરૂર પડે તો કોલ કરજો કાંઈ એરજ્ન્ટ હોય તો પણ કોલ કરજો કોઈ વાંધો નહીં ખ્યાલ આવ્યો બીજું કાંઈ કામ હોય તો કહેજો અને બીજું એવું કહેતો હતો હા હા બોલો બોલો હા એટલે એમના સાથે વાત કરવાની હતી પણ હજુ વાત થઈ નથી મારે કેમકે એ કોલ કર્યો પણ એ કંઈક બીઝી લાગે છે તો હજુ વાત થઈ નથી મારે તો જોઉં છું હું હા હા હા બસ એ જ કે હા એજ એજ એજ કે એમને પણ સાથે સાથે કોલ કરતુ કરવાનું જ હતું ને તમારો કોલ આવ્યો હા હા હા એટલે એટલે કંઈ વાંધો નહીં ચાલો હું અત્યારે રાઈટ રાઈટ ચાલો ઓકે પિયુષભાઇ ચાલો હું હું મળું તમને બરાબર ના ના ના ના થેંક્યુ થેન્કયુ સર હં ઓકે